હલો એમેઝોનમાંથી વાત કરી રહ્યા છો તમે મેં મારા ફ્રેન્ડની ગિફ્ટ મંગાવી છે આ બર્થડેની ગિફ્ટ છે તમને તો નહિ ખબર હોય એટલે તમને જણાવી દઉં આ બર્થડેની ગિફ્ટ છે મારા ફ્રેન્ડ માટે તો હજી સુધી તે આવી નથી ના ના તમારો કરંટ આમ બતાવે જ છે કે આ ટાઈમે પહોંચી જશે આઈડી નંબર પચીસો ઓગણપચાસ નંબર છે નામ હા નામ છે વિશાલ રાજગર ઓકે ચેક કરો ફાસ્ટ અરે આજે એનો બડ્ડે છે તમે કાલે કઈ રીતે મોકલી શકો એને આજે એનો બડ્ડે છે તો આજે જ આપવું પડે ને હવે તમે આજે માણસ મારી જાય ને કાલે કફન મોકલાવો તો શું કામનું કફન આજે ને આજે જે પણ હોય તમે મને અહીંયાં મોકલો યા તો હું ઉપર કમ્પ્લેઇન કરું તમારી ના ના ના ના કઈ નહિ ચાલે આમાં કોઈ રીતે નહિ ચાલે નહિ મોકલાવી જ પડશે આજે તમારે આ મેં ઓનલાઇન વસ્તુ મંગાવી એના માટે કે ટાઈમ બચે અમારો વસ્તુ બચે બધું બચે તો તમે તો અહીંયાં ફ્રોડ કરી રહ્યા છો અમારી સાથે જે ટાઈમ બતાવે છે એ ટાઈમે વસ્તુ પહોંચી જવી જોઈએ તમારી અહીંયાં ના ના આ તમારી કોઈ બકવાસ મને નથી સાંભળવી હમણાં પહોંચી જવું જોઈએ મારું સામાન નહીંતર હું ઉપર કંમ્પ્લેઇન કરું છું તમારી આ સોરી વોરી કંઈ નહિ ચાલે ના નહિ ચાલે સોરી ઠીક છે ફાસ્ટ કરાવો ઓર્ડર મારું